હા મને પારંપરિક રીતે કાગળ ઉપર જ પેનથી લખવાનું ગમે છે લેપટોપ અને મોબાઈલ ટાઇપ ઉપર કરીએ છીએ પણ એમાં એ આપણને અનુકૂળ આવતું નથી કારણ કે આઘું પાછું ટાઇપ થઈ જાય પાછું એને રદ કરો પછી એને પાછું ફરીથી ટાઇપ કરો રિપીટ કરો એના કરતાં પેનથી લખવાનું સાદું અને સરળ છે પણ હવે એમાં બદલાવ આવ્યો છે હવે એ જે છે મોબાઇલ પર અને લેપટોપ પર કામ કરવાથી જે પર્યાવરણનો બહુ બચત થાય છે કેમ કે હવે એમાં વપરાતો કાગળ જે છે એ ઓછો વપરાય છે અને આપણે એમાં પર્યાવરણ બચી શકે છે